મંદિરોની મુલાકાત લેવામાં જ્યારે જ્યારે બી ધાર્મિક તહેવારો આવતા હોય છે દાખલા તરીકે દિવાળી આવી ગઈ હોળી આવી પછી રથયાત્રા આવી પછી હિન્દુઓના તહેવારમાં આ બધા તહેવારો છે જ્યારે મુસલમાનોના તહેવારોમાં ઈદ આવે મહોરમ આવે ત્યારે મંદિરોની મુલાકાત અને ધાર્મિક વિધિઓમાં ભાગ લેવો રાજ્યની એક આધ્યાત્મિક પરંપરાઓના અનુભવ કડવા અનુભવ કરવા માટે રાજ્યની અહીંયા કોઈ રોકટોક નથી રાજ્યમાં તો ઉલટાના આપણને પ્રોત્સાહન આપવા માટે સરકાર એવા કાર્યો કરે છે પોલીસ બંદોબસ્ત ગોઠવે લોકોને ઉત્સાહિત કરે હોર્ડિંગ અને બોર્ડ લગાવે એવા આયોજનો કરે કે જેમાં લોકોને ઉત્સાહ આવે અને લોકો આમ લોકો વધારે ભેગા થાય ભાગ લેવા પડે છે એવું કા અ અને આ સાંસ્કૃતિક કાર્યક્રમોથી વિવ વિવિધ જગ્યાઓએ ભાગ લેવાથી શું છે ભાઈચારો વધે છે લોકોને એકબીજાને ઓળખાણ વધે છે લોકોમાં પ્રેમ અને વિશ્વાસ વધે છે અને લોકોમાં એવું થાય છે કે અમે અમારાં રાજ્યમાં અમારા દેશમાં ખૂબ જ સલામત છીએ